અએક વખત હું રાજસ્થાન મા માઉન્ટ આબુમાં ગયો હતો તો ત્યાંનુ સિનેરી સીન્સ અને એ બહુ સારો હતો ક્લાઇમ્બિંગનો એક અલગ એક વાતાવરણ હતો અને ખાસ એ હું ઓગસ્ટના મંથમાં ગયો હતો ઓગસ્ટની એન્ડમાં તો જે કલાયમેટ હતું એ બહુ સરસ હતું અને ત્યાંનું એક એટ્મોસ્ફીયર એવું છે કે તમને એકદમ રિફ્રૅશ કરી દે તમને એક તમે થાકેલાં હોવ કંટિન્યૂ વર્ક કરીને કે તમારે કોઈ અઅ રૅસ્ટ લેવું છે કે તમારે ચાલો બે દિવસનું ટૂર છે એક દિવસનું ટૂર છે તો તમારે કઈ માઇન્ડ સૅટ કરવું છે બીજી જગ્યાએ તો માઉન્ટ આબુ ઈઝ ધ બૅસ્ટ પ્લેસ બહુ સરસ જગ્યા છે તમે ત્યાં આરામથી તમે અ ઇન્જોય કરી શકો છો ને સિનેરી બિનેરી બહુ સારી છે